હલ્લો

મૈ આજ નયી પેટ લેકે આઈ હુ કેટ

મેં આજે નવી કેટ લઈને આવી છું પણ એને સ નહીં ખબર શું થયું છે ખાતી પણ નથી પીતી પણ નથી હજી એક દિવસ થયો છે એટલે મારી એક ફ્રેન્ડ છે તેનું એ પેટ છે પણ એ રહી બહારગામ જવા ગ ગઈ છે તે મને આપી ગઈ છે તો હવે મારી પાસે રહે છે તે ખાતી પણ નથી કશું પણ નહીં એકદમ શાંત રહેતી છે

હા હા એક જ દિવસ થયું છે હવે એ ખાવામાં તો કશું કંઈ ખાતી નહીં આઈ ડોન્ટ નો પણ હવે નહીં ખબર શું ખાય હવે એ રહી આપીએ છે તોય ખાતી નથી મારી બીજી ડોગ છે કેટ એ નોન વેજ બંનેવ ફીશ નોનવેજ બધું જ ખાતી છે હા કંઈ ખાય શું ખાતી છે એવું ખબર જ નથી હા હા એ તો નહીં ખબર હવે હા એ ખાય તો છે હવે બીજા પેટ ખાય છે હવે આ શું ખાય એ એક વાર ટ્રાય કરી જોવું એ શું થાય છે પછી તમને પાછી હા હા હા પણ તમારો ફોન નંબર આપી દઈશ આપી દ્યોને તમે તમારો જોઈ લઈશ કે એક કે પછી બે દિવસ પછી તમારા ક્લિનિકમાં એને લઈને આવીશ હા હા પાક્કું થેન્કયુ